અત્યારે અમદાવાદમાં સૌથી જે ઘટના કહેવાય કે ન્યૂઝ કહેવાય એ એ હતી કે જે અત્યારે મોડર્ન અમદાવાદનું એક આયનો કહેવાય એવાં ઍસ જી હાઈવેનો રોડ અને એમાં પણ ખૂબ જ જાણકાર એરિયા કે ઇસ્કોન ઇસ્કોન બ્રીજ ઉપર એક અકસ કાર અકસ્માત થયો હતો જેમાં નવ લોકોનાં મૃત્યુ અને દસ લોકોને ઈજા આવી હતી જે અત્યારની સૌથી ભયંકર અને દુઃખદાયી ઘટના ગણી શકાય છે ન્યૂઝની અને એ ઘટના ખૂબ જ બધાને હચમચાવી નાખે એવી હતી કે એક ગાડી એટલી રેસ રફતારમાં આવીને નવ લોકોને જિંદગી ખતમ કરી દીધી અને એમાં બધા મરનારાં બધાં યુવાન હતા જેમની ઉંમર વીસ એકવીસ વર્ષ જ હતી અને એની સાથે એમાં બે પોલીસ ઑફિસર બી હતા તો આ બધાં જે હતા એમાં ડૅથ થનારાં એ બધા સ્ટુડન્ટ હતા અને એ લોકો અમદાવાદમાં પરીક્ષા આપવા અને ભણવા માટે આવ્યા હતા પણ અચાનક જ એક એક મિનીટ પાંચ મિનીટના હાદ્સાએ એમનું જીવન પૂરું સપનાઓ બધું ખતમ કરી દીધું અને જે ગાડીનો ચાલક હતો એ પણ સ્ટુડન્ટો જ હતા અત્યારની યુવાન પેઢી જે એમના મોજશોખ માટે અને પોતાના કંઈક બતાવવા માટે જે રીતની હરીફાઈઓ અને દેખાડો કરે છે એની સામે એ માણસે બીજી નવ જિંદગીઓનો ભોગ લીધો હતો જે સ્ટોરી ખૂબ જ રસદાયી હતી અને એ બહુ તાજી ઘટના અત્યારે અમદાવાદમાં ઘટી છે જેને લઈને ખાસ્સા સમાચાર અને ન્યૂઝ આવી રહ્યાં છે